અમારા ગામમાં વૃદ્ધ વ્યક્તિઓ પેરાલીસીસ કેન્સર ઘૂંટણની જોઇન્ટ ની બીમારીથી પીડાતા હોય છે અને આજ કારણોસર પથારીવશ થઈ જાય છે તેમના પરિવારજનો તેમની સારસંભાળ રાખવા તેમને નિયમિત દવાખાને લઈ જાય છે સમયસર દવાઓ અને ભોજન આપે છે વારંવાર બાથરૂમ લઈ જતા હોય છે કસરત કરાવતા હોય છે ક્યારેક ગાડી હોય તો ગાડીમાં બેસાડીને ફરવા પણ લઈ જતા હોય છે તેથી એમનું મગજ પોતાની બિમારીમાંથી થોડી વાર માટે દૂર થાય છે અને એમના મન પ્રસન્ન થાય છે નાનાં બાળકો એમને પોતાનો સમય આપે જેથી પણ વૃદ્ધો પ્રસન્ન થતા હોય છે